મારી જન્મ તારીખ પાંચ સાત બે હજાર અગિયાર મારા દસમા ધોરણ પાસ પાસ કરવાની તારીખ એકવીસ ત્રણ બે હજાર એકવીસ મારા બારમા ધોરણ પાસ કરવાની તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ મેં કરેલા અહેમદાબાદની ટ્રીપની તારીખ એકવીસ સાત બે હજાર ત્રેવીસ મેં કરેલી છેલ્લી પાર્ટી બરાબર ને એની તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ત્રેવીસ